હા બસમાં મુસાફરી કરી છે બસ ઘણા બધા પ્રકારની હોય છે કંઈક એસીવાળી બસ હોય કોઈ નોન એસીવાળી બસ હોય કોઈ સ્લીપર કોચવાળી બસ હોય કોઈ સોફાવાળી બસ હોય છે એમ વિવિધ પ્રકારની હોય છે ડ્રાઈવરની બેઠક સૌથી આગળ હોય અને સૌથી વિશાળ હોય છે તેની પાછળ આગનું સામાન મૂકવાનું એક કૉટર હોય છે જો મોટી બસ હોય તો પાછળની સીટ પાસે પણ આગ મુકવાનું સોરી આગનું સામાન મુકવાનું કૉર્ટર હોય છે બારીઓ પણ કેટલીક બસોમાં ખૂલે એવી હોય છે અને એસીવાળી જો બસ હોય તો બારીઓ બંધ હોય છે બેઠક વ્યવસ્થાઓ પણ વિશાળ અને સારી હોય છે કે જેમાં વ્યવસ્થિત બેસી શકાય અને મોટા ભાગે બસો ડીઝલ દ્વારા સંચાલિત હોય છે તેમ છતાં તેમાં ઈલેક્ટ્રોનિકની વ્યવસ્થા પણ હોય છે ઇલેક્ટ્રિકલ બસો પણ હવે રસ્તા પર દોડે છે અને